હાલો હા જી બોલો સર અચ્છા હા સાહેબ અમારે ત્યાં અમે નવું ઘર લીધું છે ને તો એની અંદર ઇલેક્ટ્રિકનું કામ કરવાનું છે તો તમે ઇલેકટ્રીશન જ બોલો છો ને હા હા હા હા હા હા તો સાહેબ જરા ઇલેક્ટ્રિકનું કામ કરાવવાનું છે અને બધું નવું વાયરિંગ કરાવવાનું છે એકદમ સારામાંનું બધું અત્યારનું જે પણ હાઇ ફાઈ જે કામ હોય ને એ રીતનું કરાવવાનું છે તો તમારી એજન્સી કરે છે ને લાઇક તમે કરો છો હા એટલે અમારું બે માળનું બે હા તો સર અમારું બે માળનું ઘર છે અને બધામાં જ આખું ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ કરવાનું છે એટલે તમે ક્યારથી કામ શરૂ કરશો કારણ કે તમે કામ પતાવશો ત્યાર પછી મારું આગળનું કામ થશે કલરિંગ ને બધાનું હા હં હા એ મારા આર્કિટેક્ટે બનાવેલું છે બધું કઈ રીતનું આપણે બધી સીલિંગમાં ને બધી રીતના લાઇટ આપવાની છે તો તમે એક વખત આવીને રૂબરૂ મળી જાઓ ને તો વધારે સારું છે કે તમે એક વખત જોઈ લો તો તમને વધારે ખબર પડશે કે કઈ રીતનું અમારે લાઇટિંગની જરૂર છે કેવી લાઇટ્સ લગાવવી છે અને શું કરાવવું છે અમારે તો એ તમને વધારે ખ્યાલ આવશે પાક્કું

પાકું પાકું પાકું સર ઓકે હા તમે આવીને આપણે કયું મટિરિયલ ને બધુ યુઝ કરશો એ બધું ડિસકસ કરી લઈએ ઓકે ઓકે થેન્ક યુ